જી હા હું મારાં ખેતરમાં ચોવીસ કલાકમાંથી લગભગ સાત આઠ કલાક મારાં ખેતર ઉપર હોઉં છું અને મારાં ખેતર ઉપર હું ખેતીને લગતી કામગીરી કરતો હોઉં છું જેમાં વાઢવું કાપવું નીંદવું ખડ કાઢવું પાણી પીવું પાવું તેમજ તૈયાર થયેલા પાકને કાપવો અને એમાંથી અનાજ કાઢવું એવા તમામ પ્રકારની કામગીરી હું મારાં ખેતરોમાં કરું છું ખાસ કરીને ખેતરમાં કામ કરવાથી મારા હૅલ્થ ઉપર મારા આરોગ્યને જે લાભ થયો છે એમાં ખાસ તો મારા શરીરની અંદર કોલેસ્ટ્રોલ નથી મને ડાયબિટીસ નથી તેમજ મારૂ શરીર સ્ફૂર્તિલું રહે છે તેમજ મારૂ શરીર જે છે એ કસાઈ ગયું છે જેથી કરીને હું ઘણું બધુ કામ કરી શકું છું અને મને થાક પણ લાગતો નથી